અત્યારે આપણે ઘણી બધી ઑનલાઈન પ્રોડ્કટ છે કેવી રીતે યુઝ કરીએ છીએ તો અત્યારે મેં મીશોમાંથી ખાસ્સી બધી પ્રોડકટ મગાવી હતી જેમાંથી મને એના જે ક્લોથ છે અને જે રેટ છે એ બહુ જ કમ્ફર્ટેબલ અને બહુ જ સારો વ્યવસ્થિત લાગ્યો છે જેમનાથી બહુ સારો રિસ્પૉન્સ મળ્યો છે એમાં રિટર્નની જે ફૅસિલીટી છે એ પણ ખૂબ સારી છે જેથી રિટર્ન કરવું હોય તો ઇઝીલી તમે રિટર્ન પણ કરી શકો છો અને એમાં એવું છે કે જે તમે ટાઈમિંગ આપ્યો છે તે ટાઈમિંગમાં પણ એ લોકો સર્વિસ અથવા તો એનાં બે ત્રણ દિવસ પહેલાં જ તમને ડિલિવરી મોકલી આપે છે અને એમાં તમે કોઈ પણ વસ્તુ મગાવી શકો છો જે તમારી ડેઇલી જરૂરીયાતની વસ્તુઓ હોય ક્લોથ છે કે પછી હા એમાં ગ્રૉસરી છે કે પછી સોરી બ્યૂટીની કોઈ પ્રોડકટ છે કે આ જે ઇલેક્ટ્રોનિક્સ ચીજ છે એ ઇઝીલી મગાવી શકો છો અને એના લીધે જ બહુ સારી રીતે મીશોમાંથી અત્યારે મેં ખાસી બધી ઘરની જરૂરિયાતની વસ્તુઓ છે ડૅકોરેશનની વસ્તુઓ છે કે પછી ક્લોથ છે એ બધું મેં યુઝ કર્યું છે અને બહુ સારી રીતે કામમાં આવી રહ્યું છે અને આવી પ્રોડકટો એનો મને બહુ સારો ઍક્સપિરિયન્સ રહ્યો છે તેથી કોઈ પણ વસ્તુનો યુઝ થાય કે પછી એ રીતે કરી શકાય છે હા